આપણે એક કલાકાર બનવા માટે ઘણા બધા પડકારો અને મુસીબતનો સામનો કરવો પડે છે કલાકાર એ તરત બની નથી જવાતું તેના માટે આપણને ઘણી મહેનત કરવી પડે છે ઘણો પરિશ્રમ કરવો પડે છે અને ઘણા પડકારોનો સામનો પણ કરવો પડે છે આપણે એક સારા કલાકાર બનવા માટે ઘણી મહેનત કરવી પડે છે તેના વિષે જાણવું જોઈએ તેમજ ઘણીવાર એક પ્રયત્નથી આપણે સારા એવા કલાકાર બની નથી જતા તેને વારંવાર કરવામાં આવે છે પહેલી વાર ભૂલ થાય તો બીજી વાર પાછું કરવું જોઈએ તેમાંથી આપણને કંઈક શીખવા મળે છે આપણે ઘણીવાર કલાકાર બનવા માટે ઘણીવાર કેટલાક સાધનો નથી મળતા પૂરતા તેમજ ઘણીવાર તેના વિશે આપણને જાણકારી નથી હોતી અને ઘણીવાર આપણને તેના વિષેની કોઈ પ્રેરણા નથી હોતી આપણે તેના વિષે ઘણીવાર કોઈ જાણતા નથી હોતા એ વિષય વિષે આથી જો એક સારા કલાકાર બનવું હોય તો આપણે વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે વિવિધ મુસીબતોનો સામનો કરવો પડે છે ને તેમાંથી કઈ રીતે બહાર આવવું તેની આપણને સમજ હોવી જોઈએ એક વાર ભૂલ થઈ તો તે કામ છોડી ના દેવું જોઈએ બીજી વાર તેના વિષે આપણે મહેનત કરવી જોઈએ તો આપણને સારી સફળતા મળે છે આમ એક કલાકાર બનવા માટે તરત જ આપણે કલાકાર બની શકતા નથી તેને લીધે ઘણી વાર આપણે તે કામમાં નિષ્ફળ પણ જઇએ છીએ આથી કલાકાર બનવા માટે વારંવાર મુસીબતોનો સામનો કરવો પડે છે સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ જેમ આપણે તે સમસ્યાઓને સામનો કરીએ છીએ તે પડકારોનો અનુભવ કરીએ છીએ અને તેમાંથી આપણે ધીમે ધીમે બહાર આવીએ છીએ અને આપણને કંઈક શીખવા મલે છે ઘણીવાર આપણે કલાકાર બનવા માટે સાધનો કે ખણી સ્ટેશનરી બુકસો અભાવ હોય છે તેમજ આપણને ઘણો કોઈ વાર કોઈ લોકોનો ટેકો પણ ના મળતો હોય તેને કારણે આપણે ઘણીવાર નિષ્ફળ જાય છે પરંતુ ઘણીવાર તેજ વસ્તુમાંથી આપણને ઘણું બધુ શીખવા મળે છે આમ જોઈએ તો આપણે વારંવાર સમસ્યાઓનો સામનો કરી મુસીબતનો સામનો કરી અને તેના વિશે વારંવાર મેહનત કરીએ તો તેમાં આપણે સારી સફળતા મેળવી શકીએ છીએ આમ જોઈએ તો કલાકાર બનવા માટે ઘણા પ્રયત્નો આપણે કરવા પડે છે કોઈ વસ્તુ સહેલી નથી કે તે એક જ વારમાં આપણને મળી જાય કોઈપણ વસ્તુ કોઈપણ વસ્તુ કે આપણે કોઈ પણ વ્યક્તિ સારો એવો વ્યક્તિ બનવા માટે કોઈ પણ નોકરી મેળવવા માટે કે કોઈ પણ કલાકાર બનવા માટે આપણે મહેનત તો કરવી જ પડે છે કોઈ વસ્તુ તરત મળી નથી જતી આપણને આથી કોઈ જે વસ્તુ આપણે જે કલા આપણે કલાકાર બનવું છે તો તેના વિષે આપણે ઘણું બધું જાણવું પડે તેના વિષે વિવિધ મુસીબત અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણીવાર આપણને પૂરતા સાધનો નથી મળતા તેનો પણ અભાવ હોય છે પરંતુ હાર માન્યા વિના આપણે તેમાં મહેનત કરતી રહેવી જોઈએ જેને કારણે મહેનત કરીએ તો આપણને કોઈપણ વસ્તુમાં સફળતા મળે જ છે ભવિષ્યમાં આથી એક કલાકાર બનવા માટે વારંવાર આપણે મુસીબતો પડકારોનો સામનો કરવો પડે છે અને તેમાંથી આપણે કઈ રીતે બહાર આવવું તે આપણને સમજ હોવી જોઈએ એકવારમાં આપણે હાર માની ના લેવી જોએ તેમાં વારંવાર મેહનત કરીએ તો આપણને એક દિવસ ભવિષ્યમાં સફળતા મળી શકે છે તે એક સારા કલાકાર બનવા માટે આપણે ઘણી બધી મુસીબતો તેમજ ઘણી બધી સમસ્યાઓ સમસ્યાઓ ઘણાં બધાં સમયનો ઉપયોગ કરી અને સારી એવા આપણે એક સારા કલાકાર બની શકીએ તેવી આપણામાં સમજ હોવી જોઈએ અને ઘણીવાર સાધનો કે ટેશનરીનો અભાવ હોય છતાં પણ આપળે તે કાર્ય આપણું છોડવું ન જોઈએ અને ઘણી વખત આપણને ટેકો મળવાનો પણ અનુ અભાવ હોય છે તેનો પણ આપણે અનુભવ કરીએ છીએ ઘણી વખત કોઈ વસ્તુનો આપણને ટેકો ના મળે આપણે એકલાં હોઈએ છીએ છતાં આપણે હાર ના માનવી જોઈએ પરંતુ વારંવાર આપણે મહેનત કરતી રહેવી જોઈએ જેને કારણે સમસ્યા નો સામનો કરી અને એક દિવસ આપણને સફળતા મળે જ છે